સોરી ટીચર એટલે મેં વોન હા બોલો બોલો

સોરી ટીચર મેં મારા દાદા છે ને બહુ જ બીમાર હતા એટલા માટે મેં હોમવર્ક નથી કર્યું હોં એ એટલે મને ના થોડોક તો ના ના ના ટીચર એવું નથી મારા દાદા બહુ બીમાર છે એટલા માટે મારે હોસ્પિટલનું કામ હતું એટલે મેં લેશન પૂરું નથી કર્યું તો હોમવર્ક નથી કર્યું હોં અને એમાં થોડીક ના ના ના તમને જ ના ના એવું નથી ટીચર હું તમને સાચે સાચી મારી હકીકત જાણવું છું કે મારા દાદા સીરિયસ હતા એટલા માટે મેં હોમવર્ક નથી કર્યું બીજી વાર આવી ભૂલ નહીં કરું એટલે મને સોરી જવા દો ઓકે હું તમને ના ના ના ના એવું નથી હું તમને ફાઇલ ને બધું જ બતાવીશ તમે મારા ઉપર વિશ્વાસ રાખો સર બીજી વાર આવું નહીં ભૂલ કરું ના ના એવું નથી તમે તમારે હું હોમવર્ક કરીશ પૂરું સર અને હવે બરાબર હું ધ્યાન દઇશ ભણવામાં આ તો મારા દાદાનું આવું એ થયું હતું એટલા માટે હું તમને માફી માગું છું તમારી પાસે અને ના ના ના સર આવી ભૂલ નહીં કરું કોઈ દિવસ બસ હવે હું તમને માફી માગું છું ને ના ના હા હા હું હું સ્વીકારું છું હું મારો ભૂલ છે તમે કેમ આટલો બધો હું તમને કહું છું તો ખરા કે હું આ ફાઇલ લઈને આવીશ મારા દાદાની અને મારા દાદાને સારું થઈ જશે તો એમને પણ હું જોડે લેતી આવીશ બસ આટલો તો મારો વિશ્વાસ રાખો તમે ઓકે હું તમારું બધું પૂરું કરીને જ આવીશ હોં